અમે રાંધતા પહેલાં સબ્જી સમારી દઈએ છીએ લોટ બાંધી દઈએ છીએ લસણ ફોલી દઈએ છીએ કોઈ મસાલો કરવાનો હોય તો એના માટે લવિંગ મરી ધાણાં જીરું એ બધું કાઢીને એનો મિક્સરમાં ગ્રાઈન્ડ કરીએ છીએ